મારા ઘણા બધા એપીએફ ખાતા થઈ ગયા છે અને હું અવે થોડા દિવસમાં ભારતની બહાર જાવ છું તો મારા કુલ ચાર અકાઉં ચાર ખાતાઓ છે તેને મારે હવે એક જ કરી દેવાના છે તો એક અકાઉન્ટ મારા મારું ખાતું છે એક મારું ને મારી મમ્મીનું છે એક મારું અને મારા ભાઈનું છે અને એક મારું અને મારા પપ્પાનું છે મારું અકાઉન્ટમાં ખાલી મારું જ છે મારું અને મારી મમ્મીના ખાતામાં કુલ ત્રણ હજાર ચારસો રૂપિયા જેવા છે એ પણ મારા અકાઉન્ટમાં જ નાખી દેવાના છે અને મારે પપ્પાના ખાતામાં બી થોડા ઘણા પૈસા છે જે હમણાં જે હમણાં હમણાં જ ખાતામાં નાખ્યા હતા તે પણ હવે મારા ખાતામાં નાખી દેવાના છે મારા ખાતા મારું અને મારા ભાઈના ખાતામાં બી જે સગા સંબંધીઓ અમને પૈસા આપતા તે અમે તે અમે ભાઈના ખાતામાં જ નાખી દેતા હતા હવે મારા ભાઈના ખાતામાં જે પૈસા છે મારા ભાઈના મમ્મીના પપ્પાના એ બધા પૈસા અવે મારા ખાતામાં નાખી દેવાના છે મારા ખાતાના નંબર છે નાઈન એટ થ્રી ઝીરો સેવન એટ એક બે ઝીરો એક મારા અને મમ્મીના ખાતાનો નંબર છે બે ત્રણ પિસ્તાળીસ તીસ અગિયાર ડબલ ઝીરો ત્રેવીસ મારા ન મારા પપ્પાના ખાતાનો નંબર છે ચાર ત્રણ બે ચાર પાંચ છ સાત આઠ શૂન્ય શૂન્ય શૂન્ય બે મારા ન મારા ભાઈના ખાતાનો નંબર છે એક બે ત્રણ શૂન્ય શૂન્ય શૂન્ય શૂન્ય શૂન્ય ચાર પાંચ છ પાંચ નવ તમને વિનતી કરું છુ કે માર ખાત આ બધા ખાતામાં ખાલી એક જ ખાતું કરીને મારા ખાતામાં રાખી દો